આજકાલ બાળકો રમતા હોય કંઈક ન નવી રમતો જણાવાનું કે અમે હકીકતમાં તો અમે જ્યારે નાના હતા ત્યારે ત્યારે ભમરડા લખોટા તીનપત્તી તચંપાક ગિલી ડંડા વિગેરે જેવી વગેરે રમત રમતા હતા જે હાલના તબક્કે જોવા નથી મળતી પણ હાલના બાળકોને તો વિડીયો ગેમ્સ રમતા હોય છે તથા ક્રિકેટ વોલીબોલ જેવી રમતો રમતા હોય છે નથી આખી સિચ્યુએશન આજના બાળકોને અમે તો રમતા હતા એ રમત વિશે કંઈ પૂછે તો કંઈક આવડે નહીં જ્ઞાન બી નથી હોતું આવડતી તો ના હોય પણ એના વિશે માહિતી બી નથી હોતી